ભારતની આરોગ્ય વ્યવસ્થા હવે એટલી આગળ પહોંચી ગઈ છે કે ગ્રામીણ અને શહેર બંનેમાં ફરક તો રહ્યો જ નથી જે સુવિધાઓ શહેરમાં ઉપલબ્ધ હતી એ બધી સુવિધા ગ્રામીણ વિસ્તારોમાં પણ ઉપલબ્ધ છે મોટી મોટી મહામારી જેવી રીતના કેન્સર એચઆઈવી ટ્યુબર કોલોસીસ આ બધાનો ઈલાજ હવે મળી રહે છે ગરીબ હોય કે અમીર ગામનો હોય કે શહેરનો આ ભારતની આરોગ્ય વ્યવસ્થા એટલી આગળ પહોંચી ગઈ છે કે કોઈ બી માણસને એનો સામનો નથી કરવો પડતો આજથી થોડાં વર્ષો પહેલાં તો પોલિયોનો ઈલાજ પણ અવેલેબલ નહોતો પણ હવે ભારતના આરોગ્ય આરોગ્ય વ્યવસ્થાની માગ આખા વિશ્વ કરે છે દવાઓથી લઈને ડૉક્ટર ડોકટરો ભારતના માગે છે અને ડૉકટરોની ઉત્તમ જરૂરિયાત તો કોરોનાના સમય ઉપર પડી હતી જ્યારે આખા વિશ્વમાં લોકો મરી રહ્યા હતાં ત્યારે ભારતનાં લોકો હતાં જે ચેનથી જીવી રહ્યા હતા દિવસે દિવસે જેટલી પ્રગતિ ભારત કરી રહ્યું છે કેન્સરની દવાઓ પણ આવતા થોડાં વર્ષોમાં ઉપલબ્ધ હશે અને જ્યારે ઉત્તમ કોટિની વાત હોય ત્યારે સુરતમાં કિરણ હૉસ્પિટલનું નામ આગળ આવે છે જે આશરે આશરે મહિને પણ લાખો લોકોનું જીવન બચાવે છે